હેલો વેજીટેબલ શોપ હું તમારી શું મદદ કરી શકું છું હાં કેટલું જોઈએ છે તમારે થીક છે પણ એનો ભાવ અલગ અલગ રહેશે બરોબર છે બટેકા છે ને પચાસ રૂપીએ કિલો છે ગાજર છે એ ત્રીસ રૂપિયા પાનસો છે અને કેપ્સિકમ ત્રીસ રૂપિયા નું પાનસો અને તમારે બીજા કોઈ વેજિટેબલ્સ જોઈતા હોય તો પણ એ બધાનું અમારે ત્યાં મળે છે જેમકે દૂધી છે ગલકા છે કરેલા છે વટાણા છે રીંગણ છે ટામેટાં કોથમીર મરચાં બધુ મળે છે અને તમને બટેકા ટામેટાં અને ગાજર તમને મળી જશે પણ તમારે જે બીજું કાઇ પણ ઓર્ડર કરવું હોય તો તમે ઓર્ડર આપી શકો છો તમારે આ ઓર્ડર કેટલા વાગે સુધી જોઈએ છે સારું અમારે ત્યાંથી ડિલિવરી બોય પાંચ વાગ્યા સુધી તામૃ શાકભાજી તમારા ઘરે મોકલાવી દેશે અને તમે ત્યાં જ્યારે ડોર પર આપવા આવે ત્યારે તમે તેને પેમેન્ટ કરી દેજો બરોબર તમને ચાલીસ રૂપિયાનું પાનસો હશે અને કેપ્સિકમ ચાલીસનું પાનસો મળશે હાં શાકભાજી એકદમ ફ્રેશ મળશે અને તમે બીજી વખત પણ તમે મને ફોન કરીને ઓર્ડર સેવિંગમાં રાખું છું મારે ત્યાં બધી શાકભાજી રોજેરોજ અમે માર્કેટમાંથી ફ્રેશ જ લાઈએ છીએ એટલે તમને તાજી અને ફ્રેશ શાકભાજી મળી રહેશે બીજું કઈ જોઈતું હોય તો તમે કહી શકો છો

કાઇ વાંધો નઇ તમે તમારા ઉપર વિશ્વાસ છે અમે તમાર ઘરે મોકલાઈ દઇશું અને અને અમને ફોન કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમે તમારો કીમતી સમય બગાડીને તમે અમારા શોપ ઉપર શાકભાજી ખરીદવા માટે ફોન કર્યો બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર હમ